હા બોલો હા બોલો શું લેવું છે શું લેવું છે સાહેબ તમારે ઠીક છે બનાનામાં કયા અત્યારે અત્યારે અવેલેબ્લ છે અમારી પાસે તો શું જોઈએ છે કેટલું જોઈએ છે તમારે હા બોલો બાનાના કેટલાં કરું સાહેબ કેટલા કેરેટ કરું સાહેબ બે ડઝન ના આવે બે કેરેટ આવે સાહેબ હં ઠીક છે ચાલો એક કેરેટ પછી હં બે કિલો બે કેરેટ બે પેટી આવે સાહેબ પેલાં લારી પરથી લેવી પડે તમારે હા એક પેટી કે ચલો બીજું કરિયાણાનો સમાન છે ને અજી હં હાહા હા ઠીક છે સાહેબ ડીલેવરી એડ્રેસ કંઈ છે હોવ મળી જશે ને હા એડ્રેસ કયું લખવાનું છે

હં હં ડીલેવરી ચાર્જ થશે સાહેબ હોં થોડું હા તે અ ડીસકાઉન્ટ મળી જાય તમને પેસ્યલ દસ ટકા ડીસકાઉન્ટ કરી આપવામાં આવશે સાહેબ બીજાને પાંચ ટકા આપીએ છે તમને દસ ટકા ટકા આપીએ છે ના વરા એ સાહેબ એવું નથી અમારે માલ છે માલ તમારો સમાન જ મળે એટલે એ અમારા અંદર ના આવે હા ઠીક છે હું મોકલાવી દઇશ હોં બીજા દિવસે આવી જશે સાહેબ હા વાંધો નહીં ચાલો